જી હા ગુજરાતના ઘણા બધા એવા લેખકો છે કે જે મને ગમે છે અત્યારની વાત કરું તો જિતેન્દ્ર અઢિયા પણ છે તેમા ડૉક્ટર નિમિત ઓઝા પણ છે આદિલ મન્સૂરી પણ છે હરીન્દ્ર દવે પણ છે ને બીજા પણ ઘણા બધા છે પણ જો હું સાહિત્યની વાત કરું તો પહેલાં જે લેખકો હતા પહેલાં જે કવિઓ હતા એની તો મજા જ કંઈક અલગ છે એ મનોજ ખંડેરિયા પણ હોય અત્યારના તેમ જ મનોજ ખંડેરિયાએ લીધેલી અનેક વાતો કે જે ઝવેરચંદ મેધાણી પણ હોય પન્નાલાલ પટેલ પણ હોય કે બીજા અન્ય લેખકો પણ હોય પરંતુ મને એવું લાગે છે કે અત્યારના લેખકો છે એનાં પુસ્તકો તો મને ઘણાં બધા ગમે છે જિતેન્દ્ર અઢિયાનું એક એવું પુસ્તક કે જે પ્રેરણાનું ઝરણું છે ડૉક્ટર નિમિત ઓઝા કે જેની હાલની સિચુએશન પ્રમાણે રિલેશીનસીપ પ્રમાણે વ્યક્તિઓને મોટિવેશન આપતા હોય અને તેના પ્રમાણે ઘણાં પુસ્તકો લખ્યાં છે શિવ ખેરાની વાત કરું તો શિવ ખેરા છે તે કેટલા બધા મોટિવેશનલ સ્પીકરર પણ છે અને ઘણા બધા એને મોટિવેશન અથવા તો પ્રેરણાદાયી પુસ્તકો પણ લખેલાં છે તેનું સૌથી મને ગમતું મને મારું પ્રિય પુસ્તક જીત તમારી છે કે જે વિધાયક દૃષ્ટિકોણ વ્યક્તિને પોતાના જીવન સાથેની એક આગવી એવી ઓળખ કે જે એ હંમેશા યાદ રાખી શકે છે મોટા ભાગનાં જે પુસ્તકો છે એ સાહિત્યનાં હોય સંગીતનાં હોય પ્રેરણાદાયી કથાનો હોય લોકવાર્તાનાં હોય કે નવલિકાનાં હોય ઝવેરચંદ મેઘાણી જેવા મનોજ ખંડેરિયા જેવા અથવા તો પન્નાલાલ પટેલ જેવા નરસિંહ મહેતા જેવા આદિ કાળમાં અનેક મહાપુરુષો લેખકો કથાકાર કે નવલિકાકાર થઇ ગયેલા છે તેની પોતાની આગવી શૈલી પોતાની બુદ્ધિ ક્ષમતા અને પોતાની જાતે પોતાની અભિયોગ્યતા અનુસાર કેટલાં બધા એવાં પુસ્તકો લખેલાં છે કે જે વાંચવા ગમે પરંતુ અત્યારની જે જનરેશન છે તેને રિલેશનસીપ વિશેના તેમજ પ્રેમ સંબંધના ઘણી બધી એવી વાર્તાઓ ગમે છે કે જે અત્યારે કહેવામાં આવે છે અત્યારનો યુવા છે એ મારા અનુસાર કોઈક જ એવાં લોકો હશે કે જે પુસ્તકો વાંચતા હશે બાકી તો હવે આપણે જોઇએ છીએ કે સોશયલ મીડિયામાં ઈ બુક આવી ગઈ છે લોકો મુસાફરી સમયે પણ ઈ બુકનો ઉપયોગ કરતા જોવા મળે છે અને પોતાના સમય અનુસાર તે વાંચતા જોવા મળે છે લેખકો જ કોઈપણ રાજ્યનો પોતાના દેશનો પ્રાધાન્ય કરતા હોય છે ખાસ કરીને આપણે જો વાત કરીએ તો લેખકો જેવી રીતે લખે છે તે પોતાના વિસ્તારની અમુક મર્યાદાઓ તેની જ ખાસિયતો વેશભૂષા ત્યાંનું સાહિત્ય તેના ઉપર લખતા જોવા મળે છે મારા ઘણા બધા એવા ગમતા લેખકો જે અત્યારના પણ છે અને સારું લખે છે પણ જો મને કોઈ અતિશય પ્રિય હોય તો એ છે ઝવેરચંદ મેધાણી પન્નાલાલ પટેલ કે જેણે પોતાની જાતને પોતાના બુકમાં પોતાના સાહિત્યમાં અને પોતાની આગવી એવી શૈલીમાં વર્ણવી છે એ જે લખે છે પોતાની ગઝલને એ જે કહેવા માંગે છે તે લોકો સુધી પહોંચી જાય છે લોકોને પોતાનાં અંતર મન સુધી વણાઈ આવે છે ઘણી બધી વખત આપણે એવું લાગે છે કે જે વસ્તુ આપણે ફિલ કરતા હોઈએ જે આપણે અનુભવતા હોઈએ છીએ અને એ પહેલાંના લેખકો ઓલરેડી પોતાની નવલકથામાં નવલિકામાં નિબંધોમાં અથવા તો પોતાનાં સંગીત કે નૃત્ય અથવા તો પોતાનાં સાહિત્યિક ભાષામાં તેણે એ બધી વસ્તુઓ આપી દીધેલી હોય છે લેખક એવું વ્યક્તિ છે ખાસ કરીને ગુજરાતીના જે લેખકો છે તેનું કન્ટેન્ટ તેનું આખે આખું વિષય વસ્તુ છે એક ગુજરાતી ભાષા ઉપર ગુજરાતમાં રહેલી બધા જ પ્રદેશની વિવિધતા ઉપર એક સુરતીના ભાષા ટોન હોય મહેસાણીનો ટોન હોય સૌરાષ્ટ્રનો હોય કે બનાસકાંઠાનો હોય કોઈ પણ વ્યક્તિ કેવું બોલે છે તેને પ્રાદેશિક ભાષા તેનો પહેરવેશ તેની બોલવાની પોતાની આગવી શૈલી અનુસાર તેને વર્ણન કરેલું છે એટલે કે અત્યારના લેખકો છે તે સમય અનુસાર જનરેશન ગેપને આવરી લે છે અને પહેલાંના જે લેખકો હતા તે પોતાની રીતે લખતા હતા પરંતુ આપણું ગુજરાતી સાહિત્ય મોટાભાગે આજના મધ્યયુગના અથવા તો પ્રાચીન યુગના ત્રણે કવિઓ લેખકોએ થઈને જાળવી રાખ્યું છે અને સાહિત્ય જ દરેક વ્યક્તિ કોઈ પણ દેશ ભાષા રાષ્ટ્રની આગવી ઓળખાણ ત્યાંના કલાકારો ત્યાંના લેખકો ને તેના સાહિત્યકારો જાળવી શકે છે